આપણો ભારતનો ઇતિહાસ કે ભારત એ ખેતીપ્રધાન દેશ છે પછી ભારત એ અં સાધુ સંતોની અને શુરવીરોની ભૂમિ છે અહીંયા જે પણ આપણા ભારત દેશના નાગરિકો એ તમામે તમામ જેમને આપણું ઘડતર જ અહીંનું સાદું અને સરળ છે તેમજ આપણા દેશ પહેલાં અંગ્રેજોના ગુલામ હતો જેમાં ગાંધીબાપુ જેવા સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓએ આપણા દેશને અહિંસાની લડતો લડી અને દેશને મ આપણને ઓગણીસ સો સુડતાલીસમાં આઝાદ બનાવ્યો દેશને ઓગણીસ સો સુડતાલીસમાં આઝાદ બનાવ્યો અને આ દેશને ગૌરવવંતી ઐતિહાસિક ક્ષણ કે જે પંદરમી ઓગસ્ટ જે આપણો દેશનું બંધારણ ઘડાયું અને એ પંદરમી ઓગસ્ટે આપણે દેશ અલગ બન્યો જે ભારત પંદરમી ઓગસ્ટે આપણે ઉજવીએ છીએ જેના અનુસંધાને આપણી પંદરમી ઓગસ્ટ ધ્વજવંદન કરી આપણી આઝાદીને સલામી આપીએ છીએ જેમાં સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ અં ગાંધીબાપુ અં જેવા અનેક નેતાઓ કે જે અનેકને અહિંસાની લડત લડી અને આપણા દેશને આઝાદી અપાવી અને બીજી એક કે અહીંના જે અગાઉ જે નેતાઓ થઇ ગયા કે જે એની અહિંસાની લડત લડી તેવા આપણા દેશની ગૌરવવંતી ક્ષણો છે